હાલો

હા તો પણ તમારે પોસપોન્ડ કેમ કરાવવું છે એનું કોઈ કારણ હમ અચ્છા તો તમારી ટ્રેન નંબર શું છે હં અને તમારો સીટ નંબર અચ્છા હં અને તમે કેટલા જણ છો ત્રણ જણ છો ત્રણેયનાં નામ જણાવી શકો છો મને

ઓકે હં તો એમાં એવું છે કે તમારે જે ચેંજ કરાવવી હોય અને તમારો કયા કોચમાં છે સ્લીપર કોચમાં છે અચ્છા હા તો તમારે ટિકિટ કેટલાની છે પંદરસોની ટિકિટ છે હા તો ચેન્જ થઈ જશે એટલે તમારે ક્યારની જોઇએ છે પરમ દિવસની જોઈએ છે હા તો પરમ દિવસની થઈ જશે પણ એમાં જે તમારે પંદરસોની જે ટિકિટ છે ને એમાં પાંચસો રૂપિયા ચાર્જ થઈ જશે અને તમારા જે ઓલા બીજા પાછળ જે તમારે પરમ દિવસની કરવી હોય ને તો પાછળ બીજા પાંચસો એકસ્ટ્રા કરવા પડશે એટલે હા ત્રણ જણના ટોટલ પંદરસો એકસ્ટ્રા આપવા પડશે એટલે પંદરસો તો છે જ તમારા પંદરસો એકસ્ટ્રા આપવા પડશે બીજા હા એટલે તમારે ક્યાંથી ક્યાંની છે ટ્રેન આણંદથી અમદાવાદની છે અચ્છા હા અને તમારે કયા પ્લેટફોમ ઉપર આવવાની છે ટ્રેન એ કંઇ તમને ખ્યાલ છે ચાર નંબર ઉપર આવવાની છે હા તો તમારે એની માટે છે ને અહીંયા ઇન્ક્વાયરી કરવી પડશે અહીંયા આવીને તમારી જે ટિકિટ છે ને એના નંબર અને એ બધું લખાવવું પડશે અને પછી આગળની પ્રોસેસ થશે અચ્છા અને બીજી કોઈ જાણકારી જોઈએ છે તમારે ઑકે થેન્ક યુ